હા હું એક ચિત્ર શિક્ષક છું તેના માટે મેં ઘણા બધા વર્કશોપ બી કર્યા છે અને કોમ્પિટિશનમાં બી ભાગ લીધો છે જ્યારે અમદાવાદમાં અમારી ટીચરોની કોમ્પિટિશન હતી ત્યારે મેં ત્યાં એક ચિત્ર સર્જન કર્યું હતું તેનું નામ હતું તેનું ટાઇટલ હતું વેર ઈઝ માય પાથ આ ચિત્રમાં મેં એવું બતાવ્યું હતું કે એક નાની બાળકી છે કે જે ખુલ્લા આસમાનમાં પ પતંગિયાની જેમ અને કબુતરોની જેમ પક્ષીઓની જેમ એને ખુલ્લા આકાશમાં ઉડવું છે પણ આપણે ત્યાં સ્ત્રીઓને નાની બાળકીઓને એક ઘરમાં એક પાંજરામાં પૂરી રાખવામાં આવે છે તો એ નાની બાળકી ગામડાની બાળકી છે અને એને ના ભણવા માટે મોકલવામાં આવે છે કે ના એને કશે આવવા જવાની પરમીશન છે કશું જ એને કરવા દેવામાં આવતું નથી ફક્ત એ એની મા સાથે ખેતરે જાય છે ત્યાં ખેતરમાં કામ કરે છે અને ઘરે આવીને ઘરના કામ કરે છે ચૂલો સળગાવે છે કાળ એને એક મેસ લાગે છે કાળી કાળી થઈ જાય છે એવી રીતના એ છોકરીનું બાળપણ વ્યતીત થઈ શકે છે થયું હોય છે તો એ વખતે મેં એમાં એવું વ એવું બતાવા માંગ્યું હતું કે એ બાળકી બારી પાસે પાંજરામાં પુરાએલી બાળકી બારી પાસે જઈને એવું પૂછે છે આ સમાજને કે વેર ઈઝ માય પાથ મારો રસ્તો ક્યાં છે હું કયા રસ્તે જઈશ તો મને આ ખુલ્લા આસમાનમાં ઉડવા મળશે અને આ ચિત્રને મને એવોર્ડ મળ્યો અને એવોર્ડ માટે મને બેસ્ટ એ એવોર્ડ મારા બેસ્ટ ટીચરનો એવોર્ડ હતો અને એના માટે મને મારા સ્કૂલ તરફથી અને અમારી યુનિવર્સિટી તરફથી પણ મને સારું ફિડબેક મળ્યું અને મારું સન્માન કરવામાં આવ્યું